હલો હા મેડમ બોલીએ કયા થા કયા પણ તમે એમપી આવ્યા છો એમપી જવું છેને આપણે ક્યાં જવું ક્યાંનું વિચાર્યું છે હાં તો મેડમ ઉજ્જૈનમાં તમે આવો કે અહીં ગયાં ઉજ્જૈન કે શું છે તમે ઉજ્જૈન આવો સુરતથી ત્યાં આવો છોને હ હ તો ઉજ્જૈન તમે આવો ઉજ્જૈન પહોંચો એટલે મને રિંગ કરો કે તમે ઉજ્જૈન જ છો અત્યારે ક્યાં છો અત્યારે ક્યાં પહોંચ્યા છો ના ઉજ્જૈન તમે આવો એટલે ઉજ્જૈનમાં શું છે કે ઉજ્જૈન આપણે મહાકાલ પહેલાં જઈએ શીતલા નદી જઈએ અને ત્યાંથી જો ટાઈમ મળે તમારે તો આપણે અમરકંટક બાજુમાં જ છે તે પણ ફરી આવવાનું એટલે પણ ઉજ્જૈન મહાકાલની આરતી માટે તો તમારે વહેલાં હ હ તો મેડમ એના માટે તો રાત્રે રોકાવું પડે સવારે સાડા ચારે આરતી થતી હોય છે તો આપણે સાડા ત્રણે મંદિરમાં એન્ટર થવું પડે અને બુકિંગ કરાવવું પડે આગલે દિવસે નહીં તો એ સવારે સાડા ત્રણે આવો તમે સાડા ત્રણે આપણે જઈએ તો ભસ્મ આરતીનો લાભ લેવાય ને ત્યાર પછી ભસ્મ આરતી પતે પછી મંદિરમાં મહાકાલના દર્શન તો ત્યાં થઈ જશે પછી આપણે શિપ્રા નદીને આજુબાજુ અમરકંટક પણ જવાય હાં તો મહાકાલ મંદિરમાં જ ભસ્મ આરતી થવાની મેડમ એટલે ભસ્મ આરતી માટે આપણે મહાકાલ જવાનું છે તો દર્શન તો ઓટોમેટિક થઈ જ જવાના મહાકાલના દર્શન તો થવાના ત્યાં તે પતાવીને પછી ના ના એ તો મારે મારી ઓળખાણ છે મારી ઓળખાણ છે એટલે તમને થઈ જશે આપણને બહુ વાર નહીં લાગે કલાક એક થશે ત્યાં ઓકે હ એ તમે સાડા ત્રણે સાડા ત્રણે તમને ત્યાંથી સાડા ત્રણે તમને પિકપ કરું ત્યાં તમે મંદિર પર મળો મને મંદિરના ગેટ પર જ એટલે બધી અરેજમેન્ટ થઈ જશે બરાબર ઓકે